હું પોતે એન્જિરિંગ કોલેજમાં પ્રોફેસર હતો બે હજાર વીસની સાલમાં દુનિયાભરમાં કોરોનાના વાયરસે કેર વર્તાવ્યો હતો જેને લીધે વિદ્યાર્થીઓ શાળા કોલેજે જઈ શકતા ન હતા આથી અમારી કોલેજના સત્તાવાળાઓએ ઓનલાઈન શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી આપી જે લગભગ એસી ટકા જેટલી સફળ રહી કોરોના એ આ રીતે એક નવો જ કન્સેપ્ટ આપ્યો જે શિક્ષણ જગત માટે બહુ જ ઉપયોગી થઈ પડ્યો મેં ઓનલાઈન લેક્ચર લીધા તેનો એક ફાયદો એ થતો કે તે લેકચરનો વિડીયો રેકોર્ડિંગ થઈ શકતું અને વિદ્યાર્થીઓને તે મળતું આથી જે મુદ્દાઓ વિદ્યાર્થીઓને ન સમજ્યા સમજાયા હોય તે મુદ્દાઓ વિડીયો રેકોર્ડિંગ ફરીથી જોઈને તેઓ ફરીથી સમજવાનો પ્રયત્ન કરતા અને જતાં ન સમજાય તો તે પછીના લેક્ચરમાં મારી સાથે તેની ચર્ચા કરી અને પોતાની શંકાનું નિવારણ કરતા આ ઉપરાંત સોશિયલ મીડિયામાં યુટ્યુબ પર કોઈપણ વિષયના કોઈપણ મુદ્દા વિશે ઘણી બધી માહિતી મળી રહે છે તો વિદ્યાર્થીઓ આ યુટ્યુબની વિડીયો જોઈ અને પોતાના જ્ઞાનને ઘણુ સમૃદ્ધ બનાવી શકે છે ઓનલાઈન શિક્ષણ બીજો ફાયદો એ છે કે પ્રોફેસરે જે આકૃતિ દોરવી હોય તે બ્લેક બોર્ડ ઉપર બનાવી નથી પડતી તેને બદલે તૈયાર જે બહુ સારી સ્પષ્ટ આકૃતિ હોય છે તે મોબાઈલના સ્ક્રીન પણ બતાવી શકે છે અને લેપટોપના સ્ક્રીન પર બદલાઈ શકે છે આ રીતે સ્પષ્ટ આકૃતિઓ વિદ્યાર્થીઓને જુએ તો તેમને જલ્દી સમજાઈ જાય છે એટલે ઓનલાઈન શિક્ષણ આ રીતે ઘણું જ અનુકુળ પડે છે